ભાઈ તમે અત્યારે કોમ્પિટિટિવ એક્જામની પ્રિપરેશન કરી રહ્યા છો તો તમારો ગોલ શું છે અને એ કયાં સુધીમાં તમે એ અચીવ કરવા માગો છો એ તમે બે મિનિટમાં મને કહો

પણ મેં થોડાક મહિના ક્લાસ કરેલા તો તેમાં મને કાંઈ આઉટપુટ મળેલું ન હતું જેથી સૈયદ ઇમ્તિયાઝ કરીને એક મારો રૂમ પાર્ટનર છે એણે અમને એવી સલાહ દાખવેલી કે કોમ્પિટિટિવ તૈયારી કેમ નથી શરૂ કરી દેતો ત્યારે મને એવો ખ્યાલ આવ્યો કે મારે આ જરૂરી કરવું જોઈએ ત્યારે મેં તે દિવસે જ નિર્ણય લઇ લીધો કે મારે કોઇ પણ સંજોગે એક્જામ પાસ કરવી જ છે ત્યાર પછીના દિવસથી એ મને દરરોજ સજેસ્ટ કરતા ગયા કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેણે અમને પુસ્તકો પણ મંગાવી દીધા તો મેં પછી વાંચવાનું પણ શરૂ કરી દીધું અને હાલ મારે તૈયારીનાં એક વર્ષ પૂરું કંપ્લીટ થઇ ગયું છે જેમાં મને ખૂબ જ ને યોગ્ય અને યોગ્ય લાગે છે તેથી અહીંયા તૈયારી કરું છું અને જીપીએસસીમાં હાલ તો ઘણી બધી ભરતીઓ આવે છે માંથી એવી ઘણી પરીક્ષા હોય શકે જેને હું આપવા ઇચ્છુ છું વીટીડીઓ મામલતદાર નાયબ મામલતદાર એસઓ ડીવાયએસઓ તો હાલ મારો ગોલ આ જ છે અને તેણે મને એવું કીધેલું છે કે તારે આ જ કરવાનું છે